મારા પ્રિય લેખક પન્નાલાલ પટેલ છે અને એ એટલા માટે છે કે એમને ઘણી બધી જે આજુબાજુનાં જીવનને લગતી નવલકથાઓ આપી છે જેમ કે માનવીની ભવાઈ હોય મળેલા જીવ હોય વળામણાં હોય અને એમના લખવાની જ્યારે વાત કરીને એમનાં લેખન વિશે તો એમાંથી મને એ વસ્તુ ગમે છે કે એ જેવું જુએ છે એવું એમનાં પુસ્તકોમાં પણ આપણને મળે છે જે જે જીવન લોકો જીવી રહ્યાં હોય એને તળપદી બોલીમાં એ આપણી સામે રજૂ કરે છે એ કારણો એ કારણોસર મને એમની નવલકથા ગમે છે એમાંથી સૌથી વધારે જો કોઈ નવલકથા ગમી હોય તો એ મળેલા જીવ છે જેની અંદર કાનજી જીવી અને ઘારીનો જે પ્રણય ત્રિકોણ રચાયેલો જોવા મળે અને કદાચ એમની નવલકથાઓ જ્યારે આપણે વાંચીએ ત્યારે એવું થાય કે આબેહૂબ એ દૃશ્ય આપણી સામે રચાતાં હોય એમની ભાષા એવી છે જે સીધી આપણાં મનને સ્પર્શી જાય એ સિવાય જ્યારે એમની નવલકથાની આપણે વાત કરતા હોઈએ તો જે માનવીની ભવાઈ છે એમાં છપ્પનિયા કાળને લઈને એમને જે વાત કરી છે એમાં માણસોની જે સ્થિતિ થઈ છે એ પણ આપણે આબેહૂબ મહેસૂસ કરી શકીએ છીએ આ કારણોસર મને પન્નાલાલ પટેલની નવલકથા ગમે છે પન્નાલાલ પટેલ લેખક તરીકે ગમે છે